જેના લેવલમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષણ મેળવવા માટે જાય છે

એનું કારણ એક જ છે તાલુકા લેવલમાં શાળાઓમાં પૂરતા વર્ગખંડ નથી હોતા શિક્ષકો નથી હોતા બેન્ચ સારી નથી હોતી અને જે એક્ટિવિટી જિલ્લા લેવલની માધ્યમિક સ્કૂલોમાં થતી હોય છે તે તાલુકા લેવલની શાળાઓમાં નથી થતી હોતી એ રમત ગમતમાં છે કે ટેકનોલોજી બાબતની અંદર છે બધી બાબતની અંદર તાલુકા લેવલની અંદર નથી હોતું જેથી કરીને જેથી કરીને એ પાછળ રહી જતાં હોય છે એટલે એ લોકોએ તાલુકા લેવલ થી જિલ્લા લેવલની માધ્યમીક સ્કૂલોની અંદર શિક્ષણ મેળવવા માટે આવવું પડતું હોય છે અને ત્યાં પહોંચવા માટે નિયમિત બસો હોતી નથી અથવા તો બસ હોય તો એનાં ટાઈમીંગ એક્જેસ ન થતાં હોય અથવા તો ક્યારેક બસ ન આવે તો પ્રાઇવેટ વાહનોમાં આવવું પડતું હોય છે આવા બધા પ્રોબ્લેમ થતાં હોય છે અને જિલ્લા લેવલમાં માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે ત્યાં જો ત્યાં રહીને અભ્યાસ કરે તો રહેવા માટે નિયમની તકલીફ થતી હોય છે અને ભોજન ખર્ચ પણ વધી જતો હોય છે આવી ઘણી ઘણી બધી મુશ્કેલીઓનો અનુભવ થતો હોય છે આવી રીતે શિક્ષણ મેળવવું મુશ્કેલ છે તેના માટે જો તાલુકા લેવલે જ શાળાઓમાં સારા વર્ગ ખંડ સપ્રમાણમાં શિક્ષકો સ્ટાફ સારી ગુણવત્તા વાળા બેન્ચ ક્લાસ રૂમ અને લેટેસ્ટ ટેકનોલોજી સાથેના કોમ્પુટર અને જરૂરી તમામ સાધનોથી સજજ કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓને માધ્યમિક શાળામાં ત્યાં જ શારો અભ્યાસ મળી શકે

આવું થઈ શકે તો સારું કહેવાય